વીસ અગિયાર ઓગણીસો અઠ્ઠાણું ઓગણીસ આઠ ઓગણીસો છન્નું બે એક ઓગણીસો નવ્વાણું ચાર આઠ બે હજાર દસ વીસ પાંચ બે હજાર અગિયાર